અમારા પાસે કમ્પ્યુટર્સ લેપટોપ વાયર્સ અને તમામ ઇલેકટ્રોનિકસ જૂની આઈટમો ઓફિસમાં છે જેના કારણ અમારે એને ગાર્બેજમાં ડિસ્પોજલ કરવાનું છે જૂની ટેકનોલોજીને યુઝ કરીને વધારે નુકસાન થાય અને વારંવાર હેંગ થવાથી અમે બધા નવા કમ્પ્યુટર્સ અને લેપટોપ્સ વાયર્સ બધું રિન્યૂ કર્યું છે જેના કારણે વધારે પડતું ગાર્બેજ ઇવેસ્ટ જેમકે ઇલેકટ્રોનિકસ આઈટમ એ અમારે ત્યાં ભેગી થઈ ગઈ એના માટે અમારે ડિસ્પોજલનું પ્લાનિંગ છે અમારે કંપનીમાં વધારે પડતું ઇવેસ્ટ અમે નોર્મલ ગાર્બેજમાં નહીં આપી શકીએ જેમાં પ્લાસ્ટીક અને ફૂડ વેસ્ટ જાય કારણ કે એ સેહતને હાનિકારક હોય છે એટલે અમારી રિક્વેસ્ટ છે કે તમારા ડિપાર્ટમેન્ટના લોકો આવીને અમારું આ ગાર્બેજ ક્લિયર કરી જાય અમારા પાસે શનિવારે બપોર પછી બધા ઓફિસના સ્ટાફ હોય એ પણ લોકો હેલ્પ કરી શકે છે સનડે અમારો ઓફિસ બંધ રહે એટલે એના કારણે અમે આ ગાર્બેજમાં કોઈપણ આપવાની સહાયતા કરી શકતા નથી મન્ડે ટુ ફ્રાઈડે અમારી ઓફિસ ચાલુ હોય જેમાં અમારા ઓફિસના કામમાં બધા માણસો બીઝી હોય છે જેના કારણે અમે પાછા તમને હેલ્પ કરી નહીં શકીએ તો અમારી વિનંતી છે કે સેટરડે શનિવારે એટલે બપોરે બાર વાગ્યા પછી તમે ગાર્બેજની વેન લઈને આવીને અમારું ગાર્બેજ ઇવેસ્ટ બધુ ક્લિયર કરી જાય જેનાથી અમારું બધુ વસ્તુ ક્લિયર થાય અને હાર્ડડિસ્ક અને બીજી બધી આઈટમો છે એમાંથી ઓલરેડી અમે ડેટા ડિલીટ અને ક્લિયર કરી નાખ્યો છે જેનાથી એ ડેટા કશે પણ જાય નહીં બીકોઝ ઓફ પ્રાઈ કારણ કે પ્રાયવસી ઈશ્યુના લીધે તો અમારી વિનંતી છે કે તમે આવીને એ ગાર્બેજ બધું ક્લિયર કરી જાય ઇવેસ્ટ અને પ્રોપર રિસીપ્ટ આપે જેનાથી અમારા પાસે બી રેકોર્ડ હોય કે એ કશે પણ ખરાબ રીતે યુઝ ન થાય